હું દરરોજ સવારે ઊઠું ને ચા પીવું એટલે સૌથી પહેલાં મારે ગુજરાતી અખબાર વાંચવું પડે મારે તા નિયમિત બે ત્રણ અખબાર આવે છે ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પણ હું વધુ પડતું ગુજરાતી અખબાર જ વાંચવાનું પસંદ કરું છું હવે એમાં જે જે રાજકારણને લગતા વિષયો છે તે મારા લોહીમાં છે એટલે તે જ હું વાંચું છું બીજું હેડલાઇન્સ વધારે વાંચું છું હું કોમર્સના શેર બજારના ન્યૂઝ પણ વાંચું છું બાકી મને આ આને ગોળી મારીને મરી ગયો કે આ અકસ્માત થયો કે આ તે બધામાં રસ ઓછો છે જે નેશનલ લેવલના ન્યૂઝ હોય તે વાંચું છું બીજું ઇન્ટરનેશનલ લેવલના જે ન્યૂઝ હોય અને તેની અંદર જે માથાકૂટ ચાલતી હોય તે મને વાંચવામાં રસ હોય છે અખબારની અંદર અને આજે ગુજરાત સમાચારને દિવ્ય ભાસ્કર તે અખબારોમાં દરેકે દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે આજથી ત્રીસ વરસ પહેલાં જેમાં આપણા ગુજરાતી કે ઈન્ડિયાના અખબારો હતા તે અમુક જ વસ્તુને અમુક જ લાઇન હવે એ લોકો એટલું સરસ કર્યું છે કે દરેક વિષયો અંદર એ લોકો સાંકળે છે તે ઉપરાંત દર બી બીજે ત્રીજે દહાડે એની અંદર એકાદ વધારાની પૂર્તિ મૂકે છે અને તે પૂર્તિ ચિત્રલેખા ચિત્રલોકને લગતી હોય ધાર્મિકને લગતી હોય લેડિસોને લગતી હોય એટલે આ હિસાબે અખબાર વાંચવાથી આપણને ઘણુંબધું જનરલ નોલેજ વધે છે અને આપણને એવું લાગે છે કે આપણે દુનિયાની સાથે છીએ